હલ્લો બોલો હલ્લો હા ભઈ મારી જોડે તો આખી આંબાવાડી છે ભઈ બરાબર તમે કોણ બરાબર હા હા હા બરાબર છે એટલે આમાં તો શું અમારી આંબાવાડીમાં બધાં જાત જાતના અમે આંબા વાવેલા બરાબર એમાં જો ને મારી પાસે નીલમ છે પછી તોતાપુરી છે પછી પેલી કેસર આવે ને જમ્બો કેસર એ છે પછી હાફૂસ કેરી છ અને ઓલી દશેરી એમ કહે ને પેલી મોટી આવે છે બસો અઢીસો ગ્રામની એક એક કેરી આવે છે દશેરીની છે બરાબર એટલે અમારે આ બાજું શું જુનાગઢ બાજુ આ તોતાપુરી ને એ બધી વધારે થાય હાફૂસ એટલે અમારા એરિયે મોટા ભાગની રાખવી પડે પણ એક નવી જાત આવી છે ને દશેરી એમ એ બહુ સારી છે તમારે લેવી હોય તો તમે મને જરાક પેલી કરજો એટલે હું એ પ્રમાણે રાખી મુકે બરાબર બરાબર બરાબર જુઓ ભાવમાં તો એવું છે ને કે અમે કેમિકલ તો હવે કંઈ અમે વાપરતાં નથી બરાબર કારણ કે માણસો તો કેમિકલો ને ઈંજેક્શનો એવું બધું મારી મારી ને કેરીઓને કલરવાળી કરી અને માર્કેટમાં વેચે છે પણ અમે તો એવું કશું કરતાં નથી અમારે તો છે ને અમારે નેચરલ ખેતી કરીએ છીએ અને જે પ્રમાણેની આંબા પરથી નીચે ઉતરે ને એ જ પ્રમાણે અમે વેચીએ છીએ એમાં કાંઈ સુધારો વધારો કરતા નથી પણ અમારી કેરીઓ છે ને બહુ મીઠી હોય અને એક દમ તાજી હોય છે હવે અમારે છે ને આ તોતાપુરી ને એવી બધી કેરીઓ થોડી મોંઘી આવે છે અને પછી પેલી આફૂસ ને એ જે તમે કીધી ને મેં પેલી જમ્બો ને બરાબર હા હા જમ્બો કેસર એ એ થોડોક પેલાની કમ્પેરિઝનમાં થોડોક ઓછો ભાવ હોય બરાબર પછી આ પેલી નવી દશેરીયન આવી છે ને દશેરીયન કેરી પાછી થોડીક મોંઘી છે હજાર રૂપિયે તમને પાંચ કિલો મળશે પાંચ કિલોના હજાર રૂપિયા એવી રીતે હા એટલ આ છે ને અમારે અમે દવા ને એવું કંઈ છાંટતા નથી હોતા કારણ કે એનાથી લોકોને નુકસાન થાયછે એ અમને ખબર છે એટલે અમે બહુ દવાનો આગ્રહ નથી રાખતા અમારે ઓણ વાવાઝોડું આવ્યું હતું તો ય અમારો આડધો મોર તો ખરી ગયો બરાબર તોય અમે પાણી ને ખાતર પાણી કરીને પાછો મોર ઉગાડ્યો અને પછી કેરીઓ બેઠી ને એમાં અડધું તો વાવાઝોડામાં ખરી જ ગઈ હતી અને અડધા અડધા આંબામાં પાછો રોગ આવી ગયો એટલ ઓણ અમારા આખા પંથકમાં બહુ કેરીઓ નથી એટલે એનાં ભાવ બહુ ઉંચા ખત છે હા એટલે તોય અમે હા એટલે શું થાય આમાં ભાઈ સો મણ કેરી ઉતરે એવી હોય એક આંબાની અમારે સો મણ કેરી થાય તાણ અમને પરવડે હવે એની જગ્યાએ વાવાઝોડું ને એવું આવી જ્યું હોય તો એમાં અડધો મોર તો ખરી જાય બરાબર એટલે સો મણની જગ્યાએ અમારે પચાસ સાઠ મણ કેરી ઉતરે પચાસ સાઠ મણ કેરીઓમાં પછી અમે ભાવ વધારીએ તો માણસ લઇ ના જાય એ પડી પડી બગડી જાય એટલે આવું બધું થતું હોય છે એટલે આમાં આમ ના ના અમે તો હોલસેલમાં જ આપીએ તમતમારે આખા બજારમાં ફરી લેવાનું તમારે અહીંયા જેટલા બી ખેડૂતો છે ને એ બધાંને પૂછી લેવાનું સૌથી ભાવ ઓછો ભાવ અમારો હશે બરાબર કારણ કે મારે તો આમ તો વર્ષે બાંધેલા જ ઘરાકો આવતા હોય છે આમે રોજનાં દસ પંદર કૉલ તો કેરી માટે આવતા જ હોય છે નવા આ તમારો પંદરમો કૉલ છે બારમો તેરમો કૉલ હશે તમારો બરાબર એટલે એવું કશું નથી વ્યવસ્થા કરી આપીએ પણ તમાર કેટલી લેવાની કેટલી છે એનું મને જરા જણાવો તો હું એ પ્રમાણે તમને વ્યવસ્થા કરી આપીએ

દસ દસ કિલો લેવી એમને તો પણ જો સાંભળો અમે છે ને અમે પાંચ ને દસ કિલોના પેકિંગ કરીને જ આપીએ છીએ અહીંથી બરાબર બોક્ષમાં એટલે એ પ્રમાણે તમારે આમ કેટલાં બોક્ષ જોઈએ એટલે દસ કિલોનાં બનાવું કે પાંચ કિલોનાં બોક્સ બનાવું એમ

બરાબર હ દશેરી હોવે દશેરીયમ કેરી છે બરાબર જો હવે હું તમને શું કહું છું જો હું તમને ભાવ કહી દઉં બરાબર તોતાપુરી રહી ને એ અમે પાંચસો રૂપિયની પાંચ કિલો સો રૂપયે કિલો અમે વેચતા હોઇએ છીએ બરાબર એટલે એ પ્રમાણે તમને એ જ ભાવમાં આપીશું બરાબર હા અને જે પેલી આ જે નવી છે ને દશેરી દશેરીના અમે લગભગ આઠસો રૂપિયે પાંચ કિલો જાય છે બરાબર એટલે એ તમને એ પ્રમાણે બોક્ષ કરી આપીશ અને હાફૂસ કેરી છે એતો તમતમારે પાંચસો રૂપિયે પાંચ કિલો સો રૂપિયે કિલો જશે એ તો તમને કંઈ આઘુંપાછું નહીં થાય બરાબર ને હા તો તમારે જે પ્રમાણે લેવાની હોય એ પ્રમાણે તમે મને વેળાસર આવજો બરાબર નકર પછી આમાં શું થાય ઘરાક હોય ને એટલે પછી અમાર સંઘરી ના રખાય પછી બરાબર કારણ કે આ તો યાર કેરીઓ બગડી જાય વાંધો નહીં તમતમારે તમે મને કહેજો ને ફોન કરજો પણ આગાઉ હા વાંધો નહીં વાંધો નહીં હોં